પહેલાં તો ઘણા વર્ષો પહેલાં સ્કૂલ હતી જ નહીં ત્યારે બધા છોકરાઓ એના મમ્મી પપ્પા છે એના છોકરાઓને ગુરુકુળમાં મોકલતા ગુરુકુળમાં કેવું હોય કે અમુક વરસ થાય પછી તમારે તમારા છોકરાઓને ત્યાં જ મોકલી દેવાના પછી કેટલા વર્ષો સુધી જ્યારે એનું ભણવાનું પૂરું થાય પછી એ પાછા ઘરે આવે ગુરુકુળમાં કઈ રીતે ભણવાનું હતું કે સવારના વહેલી સવારના જે બ્રહ્મ મૂરત કહીએને આપણે એ ટાઈમમાં ઉઠી નાહી પૂજા પાઠ કરી અને એક ઝાડવા નીચે ગુરુ બેઠા હોય અને ઝાડવા નીચે આજુબાજુ બધા છોકરાઓ બેઠા હોય અને ગુરુજી એને ભણાવતા હોય છે અને ત્યાં ધાર્મિક ગ્રંથો ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન એ લોકોને છોકરાઓને આપતા હોય છે ધાર્મિક ગ્રંથો ગ્રંથનું જ્ઞાન સિવાય તલવારબાજી શ્લોક છે સાફ સફાઈ જમવાનું બનાવાનું બધું ઘરના બધા કામ જ બધા છોકરાઓને શિખાડવામાં આવતા જેમ જેમ સમય પસાર થયો ત્યાર પછી આંગણવાડી આવેલી આંગણવાડીમાં છોકરાઓને ત્યાં શું હોય કે ભણવા કાંઈ જ લઈ નહીં જવાનું બસ છોકરાઓને ત્યાં મોકલવાના ત્યાં ટીચર લોકો શિક્ષક લોકો એને ભણાવે રમાડે અને મધ્યાહન ભોજન આંગણવાડીમાં મધ્યાહન ભોજન છોકરાઓને આપવામાં આવતું અને એમાં નિશુલ્ક જે કે જેમાં કોઈપણ જાતની ફિસ જ નહોતી અને એનું આંગણવાડીનું સર્ટિફિકેટ તમને આપવામાં આવે છે અને આંગણવાડીમાં બીજી ઘણીબધી સુવિધા હોય છે જેમકે કોઈ પ્રેગ્નેન્ટ લેડી છે પ્રેગ્નેટ વુમન છે લેડી છે તો એને અમુક વસ્તુ છે એ આંગણવાડીમાંથી મળી આવે છે અને દવા છે કે ફૂડ પેકેટ એ બધું આંગણવાડીમાં તમને આંગણવાડીમાંથી મળી જાય છે ઇઝીલી કે જેમાં પ્રોટીનયુક્ત ખોરાક તમને છોકરાઓને વિના મૂલ્યે મળી જાય આગળ જઈએ તો ધીમે ધીમે સરકારી સ્કૂલ આવી સરકારી સ્કૂલમાં કેવું હોય છે કે એમાં ફીઝ ઓછી હોય છે ભણવાની ફીઝ ઓછી હોય છે પણ એટલું જે જ્ઞાન જે જોતું હોય છોકરાઓને એટલું સરકારી સ્કૂલમાં નથી મળતું પણ આ તો શું થાય કે માતા પિતાની એવી મજબૂરી હોય કે એની પાસે કાંઈ વિકલ્પ જ નથી સરકારી સ્કૂલમાં મોકલવા સિવાયનો સરકારી સ્કૂલમાં કેવું હોય છે કે બસ છોક છોકરાઓ જાય છે રમે છે અને ઘરા ઘરે આવી જાય છે અને કાં તો ત્યાંના શિક્ષકો એવા એક્ટિવ નથી કે જે છોકરાઓને વ્યવસ્થિત ભણાવી શકે સમય પસાર કરવા જાય છે છોકરાઓ અને પાછા આવી જાય છે સારું જ્ઞાન તેને સરકારી સ્કૂલમાં નથી મળતું બરોબર અને જેમ જેમ અત્યારે તો હવે જેમ જેમ સમય પસાર થાય સરકારી સ્કૂલ અને એની સાથે સાથે પ્રાઇવેટ સ્કૂલ એ સ્ટાર્ટ થઈ ગઈ અને હવે તો કેવું છે કે જ્યાં જ્યાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ એરિયામાં કેટલી બધી સ્કૂલો ઓપન થઈ ગઈ છે સ્કૂલ સ્ટા અલગ અલગ સ્કૂલ તમને જોવા મળે કે જ્યાં તમને પ્રાઇવેટ સ્કૂલ પણ જોવા મળતી હોય છે સરકારી સ્કૂલ પણ જોવા મળતી હોય છે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવાનું છોકરાનું રિઝન એ છે કે ત્યાં જ્ઞાન છે એ પ્રોપર મળે છે અને ત્યાં જાવા માટે ત્યાં તમે સ્કૂલમાં જાઓ છો તો એના અલગ અલગ વિકલ્પ પણ હોય છે પહેલાં તો શું હતું કે છોકરાઓ ચાલીને જતા એની સાથે બસ એક નાસ્તાનો ડબ્બો હોય અને એ સ્કૂલમાં જતા જેમ જેમ સમય પસાર થયો જેમ એક પેટી એક પેટી લઈને ભણવા જતા પછી અત્યારે સ્કૂલ બેગ્સ વોટર બોટલને સાથે લઈને જતા પાટી પાટી અને પેન એનો પણ યુસ થતો પહેલાં તો અત્યારે તો બુક્સ છે અલગ અલગ એક્ટિવિટીસ થ્રુ છોકરાઓને ભણાવામાં આવે છે પણ એ સરકારીમાં નથી આવતું ભણાવવામાં એ પ્રાઇવેટમાં આવે છે ઘણા બધા આ રિઝન્સ છે કે બધા માત માતા પિતા વધુ પ્રીફર કરે છે કે મારા છોકરાને હું સરકારી સ્કૂલમાં નહીં પણ પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા બેસાડું કેમ કે પ્રાઇવેટ સ્કૂલમાં રિઝન એ છે ભણાવાનું કે ત્યાં તમને બધી વસ્તુ મળી રહેશે જેમ કે મારી મારી સ્કૂલ દૂર છે તો હું એના માટે વિકલ્પ ઘણા છે કે હું મારા છોકરાને વેનમાં મોકલું કાં તો બસમાં મોકલું કાં તો નજીક છે તો મારો છોકરો સાઇકલ લઈને જાય કાં તો પછી ચાલીને જાય કાં તો પછી માતા પિતા ફ્રી હોય તો એ પણ મૂકી આવે છે આ તો બધા થયા સ્કૂલમાં જવાના રસ્તાઓ કે કઈ રીતે જવું સ્કૂલમાં પણ છોકરાઓને શું એ સ્કૂલમાં અલગ કઈ સ્કૂલમાં બેસાડવો અને એ સ્કૂલ સારી છેકે નહીં એ ડિસિજન કઈ રીતે લેવો આપણને આઇડિયા નથી હોતો ઘણી વાર હા પણ સ્કૂલ તમે સ્કૂલમાં મળવા જાવ ત્યાંનું માહોલ જોવો તો સ્કૂલમાં કેટલી બધી અલગ અલગ ક્રિએટિવ વેમાં તમને જે દીવાલો છે એ દોરેલી હોય છે જેમાં અલગ અલગ પિક્ચર હોય જેમકે બાલ બાલ ભવન છે બાલ ભવનમાં કેવું હોય કે છોકરાઓને અલગ અલગ નંબર શિખવાડવામાં આવે છે ક ખ ગ ઘ એબીસીડી એક બે ત્રણ ચાર નંબર્સ જે શિખવાડવામાં આવે છે જેની અલગ અલગ એક્ટિવિટી થાય છે અને ત્યાં અલગ અલગ સ્કૂલમાં બગીચો પણ હોય છે જે બગીચાનો યુસ શું થાય કે છોકરાઓને રમતા રમતા શિખવાડવામાં આવે છે પ્લેગ્રાઉન્ડ હોય પછી ટીવી જ અત્યારે તો બધી સ્કૂલમાં શું છે કે એક ડિઝિટલ રૂમ પણ છે ડિઝિટલ રૂમમાં શું હોય કે પ્રોજેક્ટર થ્રુ છોકરાઓને અલગ અલગ વિડીયો બતાવી અને ભણાવામાં આવે છે ઓડિયો વિઝ્યુઅલ પણ અત્યારે સ્ટ ભણાવામાં આવે છે છોકરાઓને કે જોઈને એ શીખે જોઈને શિખા પછી એ લોકો છોકરાઓને ક્રિએટ એક્ટિવિટી કરાવે કરાવીને પણ શિખવાડવામાં આવે છે અને એને પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવે છે પ્રેક્ટિકલ જ્ઞાન એટલે કે કંઈ મારે કે સપોઝ કે નંબર શિખવાડવા છે છોકરાને તો હું રેતીમાં દોરી અને એ નંબર શિખવાડી શકું છું અને આર્ટ એન ક્રાફ્ટ થ્રુ પણ ભણાવામાં આવે છે છોકરાને કે આર્ટ એન્ડ ક્રાફ્ટ એટલે કે કોઈ કલરનો યુઝ કરીને કલરનું નોલેજ એને ટચ કરીને કોઈ પણ વસ્તુ ફિલ કરીને નાના છોકરાઓને આવું બધું શિખાડવામાં આવે છે જેમ જેમ મોટા થાય છોકરાઓ એને એ તે પ્રોજેક્ટ આપવામાં આવે છે પ્રોજેક્ટનું રિઝન એ છે ઓકે ક્યારેક એવું ફિલ થાય કે શું છોકરાઓને પ્રોજેક્ટ આપવો જોઈએ હું મારું માનવું છે કે પ્રોજેક્ટ છોકરાઓને આપીએ પણ એ એ શીખી શકે તો એના પછી તમે ગમે એટલા પૈસા ખર્ચો એનો કાંઈ જ મીનિંગ નથી અત્યારનો એક ટ્રેન્ડ છે બધી સ્કૂલમાં કે છોકરાઓને પ્રોજેક્ટ્સ આપવા ઈચ એન્ડ એવરી મંથ અલગ અલગ વિષયોનો સબ્જેક્ટ આપવો સાયન્સ છે તો એના એના વિશેના પ્રોજેક્ટ આપવો મેથ્સ છે તો એના માટેનો પ્રોજેક્ટ પણ એ વેસ્ટ ઓફ મની છે જે મારું પર્સનલ સજેશન છે કે છોકરાઓને પ્રોજેક્ટ ન આપવા જોએ અને કદાચ જો પ્રોજેક્ટ કરાવવા જ છે તો એ ઘરે નહીં એ સ્કૂલમાં કરાવો જે ટીચર અને સ્ટુડન્ટ્સ જાતે કરે અને સ્કૂલમાંથી એ વસ્તુ પ્રોવાઈડ થાય જનરલી કેવું થાય કે ઘરે પ્રોજેક્ટ આપે છે પણ શું છોકરા પ્રોજેક્ટ બનાવે નહીં એના માટે માતા પિતાને પૈસા ખર્ચીને બધી વસ્તુ પ્રોવાઈડ કરવી પડે છે અને એ વસ્તુ છોકરાઓ નથી બનાવતા પ્રોજેક્ટ એ મમ્મી પપ્પાને બનાવીને રેડી કરીને આપવાનો છે જે મમ્મી મમ્મી પપ્પા છે આખી રાત જાગીને એ બનાવીને છોકરાઓને આપે છે કે લે આ પ્રોજેક્ટ ધેટ એ એ સારું નથી ભણવામાં તમે છોકરાને શિખવાડી શકો એવું હોવું જોઈએ અને બાકી બીજું કે એમાં આ ટાઈપના જે પડકારો જે આપણે ફેસ કરીએ છીએને એનું કાંઈ સોલ્યુશન લાવવું જોએ કે આ કયું છે છોકરા માટે બેટર છે ભણવામાં અત્યારે શું થાય કે છોકરાઓને બસ રાઇટિંગ હોમવર્ક આપો ઘર વર્ક આપો સ્કૂલમાં બસ ડોન્કિ વર્ક ક જ આપો તમે જે સારું નથી અને જેમ બનેને એમ ઓછું ઘર વર્ક ઓછું આપો અને જેટલું નોલેજ તમે પ્રેક્ટિકલ આપો છો જે ટીચર અને સ્ટુડન્ટ્સ વચ્ચે હોય બાકી ઘરે જઈને એ છોકરો ફ્રી હોય અને ફ્રીલી બીજું ઘણુંબધું શીખી શકે એવું હોવો જોએ અત્યારે સ્કૂલમાં કેવું હોય છે કે થ્રી ફોર સબ્જેક્ટનું હોમવર્ક આપો છોકરાઓ ઘરે જઈને બસ ભણવા સિવાય કાંઈ જ નથી કરતું તો એ રમશે ક્યારે એનું જે નાનપણ છે એ ક્યારે એ પોતે પ્રોપર આગળ રમશે કરશે શિખશે નવું બધું એ ક્યારે કરશે મોટા થશે ત્યારે આવા પડકારો જે છે એમ પર્સનલી મેં જોએલા છે અને હું અનુભવું છું કે છોકરાઓને હોમવર્ક આપવામાં આવે છે ઝાઝું પૈસા ખર્ચીને બધું વસ્તુ કરાવામાં આવે છે સવારના સ્કૂલમાં વહેલા ઉઠે જાય અને ટીચર લોકો છે છોકરાઓને કંપલસરી કરવામાં આવે છે છોકરું શું ક્યાં જશે તો પેન્ટ્સ ઘરમાં જાશે તો મમ્મી પપ્પા કહેશે આમ કરો આ બધા પડકારો જનરલી જોવા મળે છે તો એ ના થવું જોઈએ એ મારું મંતવ્ય છે